હલો હા બોલો ગુડ મોર્નિંગ તમને કેવી રીતે પેઈન થાય છે શું થયુ હતું તમે મને જણાવસો કેટલા દિવસ પેલા પડીયા તા તમે શું તમે બે ત્રણ દિવસ સુધી કાઈ કેર કરી છે પોતાના શોલ્ડરની કે કોઈ રીતના કાળજી લીધી છે કે જેનાથી દુખાવો ઓછો થાય એવા પ્રયત્નો કર્યા છે તમે તો એ સારવારથી તમને ફેર પડયો છે કશું દુખાવો ઘટ્યો છે કે વધ્યો છે પેલા કરતાં તમને તમારો ખભો વધારે સોજેલો લાગે છે કે એવું કઈ છે તમે પડયા તા એ દિવસે જ દુખવાનું શરૂ થયુ હતુ કે એના બીજા દિવસે સોજો ચડયો હતો ઓકે તો તમે બે દિવસ પોતાની જાતે કાળજી લીધી અને ફેર ના પડયો એટલે તમે આવ્યા છો એમ ને હા તો હું તમને થોડી મેડિસિન પ્રીસ્ક્રાઈબ કરી દઉ છુ એ તમારે બંને ટાઈમ લેવાની છે થોડી એન્ટીબાયોટિક અને પેનકીલર્સ પણ આપું છુ સાથે સાથે હું તમને અમુક એકસરસાઈઝ કઉ છુ એ એકસરસાઈઝ તમારે કરવાની છે અને એ હાથથી બોઉ હેવી વર્ક કરવાનું નથી નઈ તમારી પેનકીલર જરૂરી છે આ મેડિસિન મેડિકલમાંથી લઈ આવો